હા તો જે જન્મ નોંધણીનું ફોર્મ ભરેલું હતું ને તેમાં નામ જ ભૂલ છે સ્પેલિંગમાં તેની સ્પેલિંગમાં જે ભૂલ છે ને તે સુધારવાની જરૂર છે તો એ ભૂલ સુધારવા માટે મારે આ ઓનલાઇન ફોર્મ ભરવાનું છે એ ભૂલમાં જે નામ લખવાનું હતું ને કે રમેશ તો રમેશમાંથી રમેશની જે સ્પેલિંગ છે તેમાં એસ એચ નથી લખેલું અને એસ જ લખેલું છે તો એસ હેચ લખવાનો છે તે માટે જે સ્પેલિંગમાં જે ભૂલ છે તે માટે મારે પાછું ફોર્મ ભરવાનું છે હવે એ ફોર્મ જે છે તે મેં ભરી દીધું છે અને જ્યાં નામમાં ભૂલ હતી તેની વાત કરું છું હવે એ ફોર્મ આખું ભરી દીધું છે કે જે પહેલાં જે નામ હતું ને એ જે સ્પેલિંગ હતી ને જે સ્પેલિંગ સુધારવાની છે તે પણ દર્શાવી દીધી છે હવે આગળ આ સબમિટ કેવી રીતે કરવું ને આગળ કયા પગલાં મારે ભરવા જોઈએ જેથી આ નામ સુધારીને આ બાળકનું જે નામ છે ને સુધારીને જે સ્પેલિંગમાં જે મિસ્ટેક હતી જે ભૂલ હતી તે સુધારીને નવું નામમાં જે રાખવાની જે સ્પેલિંગ તે બરોબર સ્પેલિંગ આવી જાય તે માટે મારે આગળ સબમિટ કેવી રીતે કરવું અને આગળ કે કયાં પગલાં ભરવા તે માટે થોડું મને જણાવજો